હા હા હું છે ને તે હોટલ પામ હાઉસ ત્યાંથી મેનેજર બોલું છું અને અમારે ત્યાં એક પાર્ટી અમારા કન્ઝ્યુમર એક મોટી પાર્ટી આપવાના છે અમારી હોટલમાં અને એની માટે મારે છે ને તે થોડાક ગાર્ડ સિકયુરિટી ગાર્ડની જરૂર છે એમાં લેડિસ જોઈએ છે મારે તો હા હા લેડિસમાં જોઈએ છે સિકયુરિટીસ હા હા એજ હા એજ એજ હું કહું છું મારે લગભગ બસો માણસનું ફંકશન છે એનાથી કદાચ વધીને હાર્ડ સોથી હંડરેડ થ્રી ફિફ્ટી જેટલાં થશે તો મારે સિકયુરિટી માટે લગભગ પાંચ એક શું કેહવાય ફિમેલ અહહ લેડી મને હા હા ચાલી જશે ચાલી જશે ના પાંચ એક ચાલી જશે અને સાથે છે ને બીજા સિક્યુરિટી ગાર્ડમાં શું કહેવાય મેલ પર્સનમાં મને ચાર જોઈએ છે ચાર મેલ પર્સન ચાર ચાર હા હવે મારે જાણવું એ હતું કે તમે કઈ રીતનું તમારું રેન્ટ છે પર પર્સન કેવી રીતે તમે એટલે ફોર એકઝામ્પલ કે વન ફિમેલ તમે મોકલો એઝ ગાર્ડ તો તમે એના કેટલું ચાર્જ લગાવો છો હા હા હા હમ હમ હંઅ અચ્છા

ઓકે ઓકે અચ્છા અને જે જેન્ટ્સ ગાર્ડ માટે જે મારે વધારે સિક્યોરિટી છે એનું પણ એજ રેટ રેહશેને ઓકે ઓકે ઓકે ઓકે ઓકે મારુ છે ને આ નેક્સ્ટ ટવેન્ટી સેવેન્થમાં હા કમિંગ કમિંગ યસ હો ને તો તે પ્રમાણે હા પામ હાઉસ પામ હાઉસ હા ઓકે તિથલ બીચ તિથલ બીચ વલસાડ

ઓકે

હા એજ એજ એના પર જ મને કોલ કરજો હો ને હા હા ઓકે સ્યોર અને ઓકે થેન્ક યૂ થેન્ક યૂ ઓકે